મેં કોઈ સ્પેશિયલ ડ્રોઈંગ ક્લાસ તો નથી કર્યા પણ મને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ ખરો મને ડ્રોઈંગ કરવું ખૂબ જ ગમે જ્યારે બધાને મનપસંદ ડ્રોઈંગનું ક્લાસમાં કહેવામાં આવતું ત્યારે હું ત્યારે હું છે ને કુદરતી દૃશ્ય વધુ બનાવતી જેમાં સાઈડમાંથી નદી જતી હોય એક એક મસ્ત રાણીનો મહેલ હોય એવું નાનું ઝૂંપડું દોરૂં સાઈડમાં અને આજુબાજુ પહાડો દોરું સૂરજને દોરું એનાં કિરણો આવતા હોય પક્ષીઓ આજુબાજુ ઉડતાં હોય એક વૃક્ષ હોય ઘટાદાર ઉપરથી મોર જતો હોય મોર હોય બગીચા હોય આવી રીતે આપણા કુદરતી કુદરતી દૃશ્યોમાં મેં આવા ડ્રોઇંગો કર્યાં છે અને આગળ જતાં મારો ડ્રોઈંગમાં રસ ખરો ખૂબ જ વધ્યો છે આજે હું ડ્રોઈંગ કરતી હોય તો જ્યારે મારી પેન્સિલ ઉપડે ત્યારે મને ત્યારે મને એક પહેલું ડ્રોઈંગ કરવાનો એવો મન થાય કે હું કોઈને હું કોઈ એવી વ્યક્તિને દોરું કે હું જ્યારે કંઈક દોરતી હોય ને ત્યારે જાણે હું જ છું દુનિયામાં આજુબાજુ મારે કોઈ છે જ નહીં મને એવું એવું મને ફીલ થાય છે તો આપણે જ્યારે ડ્રોઈંગ કરતા હોય તો આપણો જેમાં રસ હોય તો હું જ્યારે ડ્રોઈંગ કરું છું ત્યારે હું તેમાં ડ્રોઈંગમાં ખોવાઈ જાઉં છું કે આ ડ્રોઈંગ છે ને એ ખાલી ફક્ત ડ્રોઈંગ જ નથી મારી મનની વ્યથા પણ છે તો ડ્રોઈંગ ક્લાસ કરવા થી જ ખાલી ડ્રોઈંગ આવડે એવું નથી આપણે જાતે પણ આપણો આપણને શોખ હોય તો આપણે બેસ્ટ ડ્રોઈંગ કરી શકીએ છીએ મને મારા અનુભવ પ્રમાણે તો મેં આજ સુધી ક્લાસ તો નથી કર્યા પરંતુ ડ્રોઈંગ મેં એટલું કર્યું છે કે મારુ ડ્રોઈંગ જોઈને કોઈકને ગમે ખરું ગમી જાય ખરું તો મને ડ્રોઈંગ કરવાનો શોખ છે મહેંદીનો શોખ છે તો એવું નથી કે જે ડ્રોઈંગ ન કરી શકે એના અક્ષર સારા હોય કે ના હોય એ બંનેમાં તફાવત કોઈ કહે કે જેનું ડ્રોઈંગ સારું હોય એના અક્ષર સારા હોય જેના અક્ષર ખરાબ હોય એનું ડ્રોઈંગ પણ ખરાબ હોય એવું નો હોય જેને જેનો શોખ હોય એ એ એનો જેનો શોખનો વિષય છે તો મને ડ્રોઈંગનો ડ્રોઈંગનો મને શોખ છે તો મારું ડ્રોઈંગ સારું છે એ કોઈ અક્ષરો ઉપર ડિપેન્ડ કરતું નથી